હવે દરેક ઘરમાં એલપીજી સિલિન્ડર થઈ ગયા છે દરેક ઘરમાં એલપીજી સિલિન્ડર હોય છે તેના વપરાશ હેતુ ઘણી માહિતીઓ એ જાણવા જેવી છે તેને સુરક્ષિત કઈ રીતે રાખી શકાય એના માટે આપણે એલપીજી આવે એટલે તરત એને લીકેજ છેકે નહીં એને પાઇપને સેફ્ટી માટે આઈએસઆઈ પાઇપો વાપરવી જોઈએ એને પ્રેસ પ્રેસર હોય તો એને કઈ રીતે કરવું જોઈએ એને જ્યારે આગ લાગે છે તો તેને હોલવવા માટેના સેફ્ટીના એ નિયમો છે તે પણ આપણે જાણવા જોઈએ સિલેન્ડર વિષે ઘણી માહિતી હોય સે કે આપણે કઈ રીતે વાપરવો એનું જે પેક કેપ હોય છે એને કાઢી અને ત્યારબાદ એના ઉપર રેગ્યુલેટર લગાવીને તેને ગેસના ચૂલા જોડે કનેક્ટ કરવામાં આવે છે એ પાઇપ આઈએસઆઈ જ વાપરવી જોઈએ અને એ રેગ્યુલેટર પણ આઈએસઆઈ હોવો જોઈએ નીકણ આપણા ઘરમાં અનહોની ઘણી થઈ શકે છે ત્યારબાદ જ્યારે રસોઈનું કામ પૂર્ણ થાય ત્યારબાદ એને ગેસને જે સ્વિચ આવે છે તે બંદ કરવામાં આવે છે તે બંધ કરી દેવી જોઈએ અને તેના એટલા માટે કે એ રાતના કંઈક ઉંદર કે કોઈ પણ પાઇપ કાપીએ તો એમાં ગેસ લીકેજ ના થાય એને આગ લાગવાની શક્યતા ના હોય જ્યારે પણ ઘરમાં ગેસ લીકેજ થયો હોય તો બારી બારણાં ખોલી અને આપણે લાઇટનું બટન છે એ બધું ના પાળવું જોઈએ અને બારી બારણાં ખોલી અવરજવર હવાની થાય એ રીતે આપણે એનું આયોજન કરવું જોઈએ અને લીકેજ થતું જ્યારે પણ બોટલ સળગતો હોય ત્યારે આપણે એના પર એને એના કરતાં એના પર આપણે કે ભીનું કપળું લઈને એને ગોળ વિંટાળવાથી આગ પણહોલવાઈ જાય છે માટે સુરક્ષાનાં ઘણાં બધાં પગલાં લેવા જરૂરી છે એટલા માટે સલામતી વિષે કહીએ તો એને ગેસ એક બોમ્બ જેવું છે તેને ઉપયોગ સરળતાથી અને બધી જાણકારી મેળવીને કરવો જોઈએ જાણકારી હોવી જરૂરી છે એટલા માટે અમે એને સ્પેસિયલ એની જે પુસ્તિકા જેમાં વાંચન કરી અને ત્યારબાદ તેનું ઘણી માહિતી મેળવી છે એટલા માટે એને સુરક્ષિત જગ્યા પર રાખવો જોઈએ અને એ